હલ્લો ડૉક્ટર શેફાલી હા વિનય પંડ્યાનો દીકરો બોલું ઈશાન હા હવે એક્ચ્યુયલમાં છે ને પપ્પાને બે ચાર દિવસથી છે ને થોડું આંખમાં દુખતું હતું અને આમ પાછળથી જાણે કનડગત થતી હોય અને માથું સતત દુખતું રહે ને એવું કંઈક થાય છે હા શુગર ટેસ્ટ તો બધાં નોર્મલ જ છે મેડમ એમાં શુગરની તો તકલીફ છે નહીં હા ઓ બાપ રે બાપ તો મેડમ અમે ક્યારે આવી શકીએ ત્યાં આગળ દવાખાને અચ્છા અચ્છા બરાબર બરાબર છે હં હં હં હં બરાબર બરાબર દસ તારીખે આવું ને મેડમ સવારે નવ વાગ્યે બરાબર અને બીજું મેડમ આ ત્યાં સુધી કંઈક આંખમાં પેલાં ટીપાં બીપા કંઈક હોય તો મને જરાક સજેસ્ટ કરો ને

હા ભલે ભલે ભલે એ તો હું એમના માટે છે ને આજે જઈને ગોગલ્સ લેતો આવું છું ચશ્મા પહેરવા માટે અને એમને કહીશ કે કંટીન્યૂઅસલિ એમને પહેરીને રાખો અને ગળપણ બંધ કરવાનું કે બંધ નથી કરવાનું ના ના તો બંધ જ કરાવી દઈશ એ તો એમને એવું ગાળ્યાનો એટલો બધો શોખ નથી એટલે બહુ વાંધો નહીં આવે અને સવારે નવ વાગ્યે ખાઈ ખાધા પીધા પછી આવે કે પછી ભૂખ્યાં પેટે આવવું પડશે મેડમ અચ્છા અચ્છા અચ્છા ઓકે ઓકે કંઈ વાંધો નહીં મેડમ બરાબર હા આમ તો જાણે એમને હા બરાબર છે બરાબર છે સારું સારું તો ચાલો હું પછી સોમવારે આવી જઉં બરાબરને મેડમ દસ તારીખે ઓકે ઓકે થેન્ક યૂ મેડમ